આપણા જીવનમાં આપણા શોખની સાથે સાથે કામ કરવું એ પણ જરૂરી છે એટલે કામ તો કરવું જ પડે એટલે મારું જે કામ હતું એ હું કરતો દાખલા તરીકે હું છે ઈ બેન્કની અંદર ક્લાર્ક હતો તો એ કામ પણ હું કરતો અને ત્યારે સંગીતને થોડા સમય માટે હું ખાસ ભૂલી જતો અને ભૂલવું જ પડે કારણ કે સંગીતની સાથે સાથે બેન્કનું કામ થઈ શકે નહીં એટલે હું એ સમયે સંગીતને ભૂલી જતો અને જ્યારે જ્યારે પણ એમાં કામની અંદર મને નવરાશ મળતી ત્યારે હું વળી પાછો મારા શોખને છે ને સપાટી ઉપર લાવતો અને જે કંઈપણ મેં સાંભળેલું હોય કે જેના માટે મારે પ્રયત્ન કરવાનો હોય એ હું થોડો ઘણો સમય એને માટે આપતો અને એ સમય પૂરો થાય એટલે હું ફરીથી પાછો મારા કામની અંદર લાગી જતો આવી રીતે કામ અને આપણો શોખ બંનેને એક સાથે સંતુલીત કરતાં કરતાં આપણુ જીવન આપણે જીવવાનું હોય છે માત્ર શોખ ખાતર બધુ મૂકીને ગાવાનું ગાવાનું ગાવાનું એવું તો ન જ ચાલે અને શોખ હોય અને ન ગાઈએ તો પણ આપણને થોડીક તકલીફ થાય શારીરિક રીતે એટલે બંને સાથે સાથે જેટલા થઈ શકે એટલા પણ બંને કામને વફાદાર રહી અને આપણે એ કામ કરવાનું હોય એટલે કામ પણ કરવાનું અને કામ કરતાં કરતાં પણ આપણી મનગમતી વસ્તુ આપણે ધીમે ધીમે ગાઈ શકીએ અન્યને ખલેલ ન પહોંચે એવી રીતે એટલે એ રીતે આપણે રિયાસ પ્રેક્ટિસ એ થઈ શકે કામ પણ થઈ શકે ને આપણુ સંગીત છે એ વધારે મજબૂત થઈ શકે